ગુજરાતમાં મુખ્ય આર્ટ ગેલેરીમાં તો કહીએ તો અમદાવાદમાં આવેલી છે અમદાવાદમાં ખૂબ મોટી એવી આર્ટ ગેલેરી આવેલી છે અને અહીં હાલમાં કહું તો રાજકોટમાં હેમુ ગઢવી હોલ છે જ્યાં ઘણાં બધાં એવાં નાટકો રજૂ થતાં હોય છે જ્યાં ઘણાં બધાં એવાં કલાકારો છે પોતાની કલા પ્રસ્તુત કરતાં હોય છે તો એ પણ એમાં આપણે લઈ શકાય છે અને મુખ્ય આર્ટ ગેલેરીમાં તો નહીં પરંતુ આમ જોઈએ તો દ્વારકામાં પેલું સોનાની નગરીવાળું બનેલું છે ત્યાં કૃષ્ણલીલા કૃષ્ણના જન્મથી લઈને મૃત્યુ સુધીનું બધું જ એક સ્ટેચ્યુ તરીકે એક આખી ગેલેરી તરીકે એમાં દર્શાવેલું છે કે જેમાં અલગ અલગ કૃષ્ણલીલાઓ દર્શાવેલી છે કે તેમનો જન્મ કેવી રીતે થયો છે એમનો એમણે જે લીલાઓ કરી છે કંસને કેવી રીતે માર્યો પૂતનાને કેવી રીતે મારી એ બધું એટલે એ આપણે આમ જોઈએને તો આર્ટ ગેલેરીમાં એને કન્સિડર કરી શકીએ છીએ કેમકે એ એક આર્ટ રીતે એમને એક સ્ટેચ્યુ એક સ્ક્લપ સ્ક્લપ્ચર તરીકે એને પ્રસ્તુત કરવામાં આવેલું છે તો ગુજરાતમાં એ એક કહી શકાય કે એ એક આર્ટ ગેલેરીમાં છે બીજું તો ઘણાં બધાં આર્ટ ગેલેરી હોઈ શકે છે મને બહુ ખાસ તો ખ્યાલ નથી પરંતુ આર્ટ ગેલેરીમાં આ બધાં આવી શકે છે